હા તો એમાં તમારે મારી આધાર કાર્ડની ઝેરોક્ષ જૂનું સરનામું અને નવું સરનામું હા બીજું કંઈ જન્મનું પ્રમાણપત્ર હા સારું બરાબર